મેં મારા જીવનમાં સંગ્રહ કરેલ ટિકીટ મારા પ્રિય નેતા સુભાષચંદ્ર એ બોઝની ટિકીટ મેં સંગ્રહ કરેલી એ મેં આજે પણ હું એમની યાદી કરી શકું છું એજ રીતે સરદાર વલ્લભભાઈ પટેલની પણ ટપાલ ટિકીટ જે પડેલી એ પણ મારી યાદીમાં રાખેલી છે એ જ રીતે સિક્કાઓ તો લક્ષ્મીજીનો સિક્કો છે આપણા નેતાઓના વિવિધ નેતાઓના જે સિક્કાઓ છે એની પણ આપણે એનો સંગ્રહ કરેલો છે અને એનું આપણા જીવનમાં જે મૂલ્ય છે એની તો આપણે કલ્પના જ ના કરી શકીએ કારણ કે એક આપણી યાદી છે અને આવા ઘણાં બધા સંગ્રહાલયોમાં આપણે જઇએ ત્યારે એ જોઈએ તો ય આપણને એનાથી ગર્વ અનુભવાય કે આપણે આપણી જે સભ્યતા હતી પ્રાચીન સભ્યતા એ સમયમાં પણ આ બધા સિક્કા સંગ્રહ કરેલા આપણાં સંગ્રહાલયોમાં અત્યારે રાખેલા છે અને એના દ્વારા આપણને એનું મૂલ્યની ખબર પડે એ સમયમાં માની લો હડપ્પા સંસ્કૃતિમાં પણ આપણે જઈએ લોથલમાં તો ત્યાં પણ અમુક સિક્કાઓ એવા બધા મળેલા તો એના દ્વારા આપણને એમ થાય કે આપણી જે સભ્યતા હતી પુરાતન સભ્યતા એ કેટલી દુર્લભ અલૌકિક હતી અને એનો વ્યાપાર પણ એટલો ગજબનો હતો એના દ્વારા આપણને એ ખબર પડે કે એ આપણાં જીવનમાં ખૂબ મૂલ્ય ધરાવે છે અને એની કોઈ કિંમત નથી